હાલો અત્યારે મીડિયામાં શું ચાલે છે તમને કંઈ ખબર છે હા બરાબર બહુ ફાઇન વર્લ્ડકપ હતો બહુ સરસ જોવા જેવો હતો હા વર્લ્ડકપ વિશે ને પછી જે બોમ્બેમાં એમનું વેલકમ થયું હતું તે પણ બહુ સરસ હતું બહુ લાખોની હા હં

હં એ વધારે પડતાં છે રીલ્સ ને ફેસબુક પરને બધા ઉપર હમ્મ હં અને અત્યારે છે ને બરોડામાં હાર્દિક પંડયાનું સ્વાગત કરવાના છે એટલે આજે નથી સત્તર જુલાઈએ છે એનું છ હા છેક માંડવીથી કયાં સુધી લઈ જવાના છે પણ એ લોકોનું બરોડામાં પણ બહુ મોટું સ્વાગત કરવાના છે ને સાતસો પોલીસ અરૈંજ કરેલા છે હમ્મ ના રે એમનું આ વર્લ્ડકપમાં સારું હતું ને એમ એટલા માટે હં હમ્મ અને છે ને આ રાધિકા ને અનંત અંબાણીનાં મેરેજમાં જે આ લોકો હતા ને ક્રિકેટર એમનું તો નીતા અંબાણીએ બહુ અલગ રીતે સ્વાગત કર્યું હતું હં હં એ બધાનું તો સ્ટેજ પર બોલાવીને અલગથી કરે હમ્મ સારું બે મિનિટ થઈ ગઈ હં ના હજી બાકી છે હલો હં બીજું પેલો હા જે ન્યૂઝમાં છે ને ટ્રમ્પ અમેરિકાનો પૂર્વ રાષ્ટ્રપતિ હં તેને તો મારવાનો પ્રયાસ કરવામાં આવેલો ગોળીબાર થયેલો જ્યાં ત્યાં એનું સભા ભરાયેલીને ત્યાં ના ના બીજી જગ્યાએ કોઈ સભા બોલાયેલી ને ત્યાં ત્યાં એને મારવાનો હં એવું છે હં સારું ચાલો ઓકે આવજો હં